હું એવા ઘણા બધા વ્યક્તિને જાણું છું પણ આજે તમારી જોડે એક જ વ્યક્તિની વાત કરીશ જેનું નામ છે આશિષ આશિષ મારો મોટો ભાઈ છે તેણે કોમ્પ્યુટરમાં ડિગ્રી લીધેલી છે તેણે હાલમાં ઘણાં બધાં સેવાકીય કાર્યો કર્યાં છે દેશ માટે કાર્યો કર્યાં છે દેશ માટે કાર્ય એવી રીતે કર્યાં છે કે સ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામનું સંગઠનમાં એ જોડાયો છે અને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે જેથી દેશને કેવી રીતે આગળ વધે કેવી રીતે પ્રગતિઓના પંથે આપણો યુવા જાય તેના માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે તેમના પરિવારને સાચવે છે તેમના પરિવારને આગળ વધવા શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ તેના વિશે માહિતી આપે છે પરિવારજનોને કેવી રીતે મદદરૂપ થાય માતા પિતાના આશીર્વાદ લે છે પછી તેમનો સાદર સત્કાર કરે છે